ગુજરાતમાં મનોરંજનના ઘણા બધા સ્વરૂપો છે જેમાં સંગીત જેની અંદર ગરબા છે ઢોલેરીનાના પ્રસંગો પર લોકપ્રિય છે ફોક ડાન્સ કાલ્પનિક ગીતો પણ ખૂબ પ્રચલિત છે અને ગરબા ડાંડિયા જૂના લોક નૃત્યો જેમકે પુળક મોરા ખૂબ જ લોકપ્રિય છે ગુજરાતી ફિલ્મ ઉદ્યોગ ખાસ કરીને મહુલ સીનેમેક્સ જેવી સિનેમાઘરોમાં પ્રદર્શકોને આનંદ પ્રદાન કરે છે ગુજરાતી ફિલ્મોનું નવું યુગ જેમકે ફૂટ જાંબા અને હેડલાઇન હવે વધુ લોકપ્રિય બની રહ્યું છે થિએટરમાં જોઈએ તો ગુજરાતી નાટકો સૌથી વધુ દરનું છે પરશુરામ પ્રફુલ દવેના નાટકો અને લોકપ્રિય નાટકોથી મનોરંજન મળે છે પપેટરી ગુજરાતમાં પપેટ શો પણ લોકપ્રિય છે જે બાળકોને ખૂબ જ મનોરંજન આપે છે દોહા જે પરંપરાને અને મનોરંજનના રૂપમાં પસંદ કરવામાં આવે છે આ બધા સ્વરૂપો ગુજરાતના સંસ્કૃતિનો મહત્ત્વપૂર્ણ ભાગ છે અને લોકોના જીવનમાં મનોરંજનનો ઉમંગ લાવે છે